સરકારની ઘણી એપ્લીકેશનો છે જેના અલગ અલગ ઉપયોગો છે જેમ કે લાયસન્સ મેળવવું છે તો તે માટે લોકો ઘરે બેસીને તે મેળવી શકે તે માટે એક એપ બનાવેલ છે આધારકાર્ડમાં પણ કોઈ સુધારા કરવા છે જેવા કે નામ બદલવું નંબર બદલવો સરનામામાં સુધારો કરવો જેવી દરેક પ્રવૃત્તિ મોબાઈલથી કરી શકાય તે માટેની સુવિધા આપેલ છે લોન લેવી હોય કે કોઈ જગ્યાએ પૈસા મોકલવા હોય કે કોઈ જગ્યાએ પૈસા લેવા હોય સરકારી યોજનાઓનો લાભ લેવો હોય જેવી દરેક પ્રવૃત્તિ માટે સેવા ઉપલબ્ધ છે સરકારે દેશમાં બેરોજગારી ઘટે એ માટે અને લોકોને રોજગારી અંગે ખ્યાલ આવે એ માટે પણ નોકરી અંગેની એપો પણ બનાવેલી છે જેથી દરેક જણ ત્યાંથી માહિતી મેળવી શકે રહેઠાણની સુવિધા માટે આવાસની ચૂંટણીને લગતી કોઈ પણ પ્રક્રિયા માટે વોટર એપ ઉપલબ્ધ છે જેમાં કોઈ પણ સુધારા વધારા કરી શકાય છે